ગુજરાતી ભાષા ખાલી ગુજરાત સુધી સીમિત હોય છે કેમકે પછી બીજા સ્ટેટોમાં તેનો ઉપયોગ થતો નથી બીજા બધાં સ્ટેટોમાં વધારે પડતો ઇંગ્લિશ અને હિંદીનો વધારે યુસ થતો હોય છે અન અત્યારે બધા લોકો ગુજરાતી બોલવા માંગતા જ નથી અત્યારે બધા જ લોકો ઇંગ્લિશ પર આવી ગયા છે અને ઇંગ્લિશ ભાષાનો વધારે ઉપયોગ થવા લાગ્યો છે એના કારણે જે ગુજરાતી ભાષા છે એ બધા માટે બહુ ડિફીકલ્ટ બનતી જાય છે એટલા માટે ગુજરાતી ભાષાનો ઓછો ઉપયોગ થવા લાગ્યો છે